સ્ટેચ્યૂ ઓફ યુનિટી ભરૂચમાં આવ્યું છે સોલ્ટ માર્સેજ ગ્રેટ રન ઓફ કચ્છ ગિરનાર એમા હાઇકિંગ અને ટેમ્પલ વિઝિટ ગિર નેશનલ પાર્ક દાંડી સોમનાથ બીચ તિથલ બીચ વલસાડ દમણમાં દ દેવકા બીચ પોરબંદર બર્ડ સેન્ચ્યુરી મિલ્ક કેપિટલ ઓફ ઈન્ડિયા આણંદ વૉટર સ્પોર્ટ બેટ એસલેન્ડ બુધ્ધિજ કેવુજ એટ જૂનાગઢ નાઈડા કેવ ઇન દીવ ટેમ્પલ ટેમ્પલ પાટનમાં